શહેરના સમાચારોમાં ગ્રામીણ સમાચારો સચોટ રીતે દર્શાવવામાં આવતા નથી એવી એક સામાન્ય ફરિયાદ રહેતી હોય છે અને ઘણી વખત શહેરના સમાચારોમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજ્યના અને મુખ્ય શહેરોના સમાચારોથી જ છાપું ભરાઈ જતું હોય છે તેથી ગ્રામીણ સમચારોને ખાસ જગ્યા નથી મળતી માં થોડા છેલ્લા થોડા છેલ્લા વર્ષોથી અખબારોએ એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે મુખ્ય છાપાની સાથે સાથે એક આવૃત્તિ આજુબાજુના ગામ માટે પણ આપતા હોય છે જેમકે દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર વધે વગેરે ગુજરાતના મુખ્ય છાપાઓ છે તે તેની સાથે સાથે એ છાપાની સાથે જ રોજ બે કે ચાર પાનાની ચરોતર આવૃત્તિ સૌરાષ્ટ્ર આવૃત્તિ ભાવનગર આવૃત્તિ વગેરે આવૃત્તિઓ આપે છે કે જ્યાં એ લોકો ગ્રામીણ સમચારોને સચોટ રીતે દર્શાવી શકે આ સમાચારોમાં મુખ્યત્વે ગામના લોકોના પ્રશ્નો એમના ઝઘડા કોઈ પોલીસ કેસ કે કોઈ ફરિયાદ થઈ હોય જ્યાં કોઈ એફઆઈઆર લખાઈ હોય તે બધું જ પ્રેસમાં આવે છે અને એ એ સમાચારમાં વાંચવા મળે છે એ ઉપરાંત પાણીના લાઇટના રસ્તાના પ્રશ્નો જે ગામડાના હોય છે તે પણ છાપામાં નિયમિત રીતે આવતા હોય છે એટલે મને નથી લાગતું કે હવે એવું થયું છે કે સમાચારોમાં ગામડાના વિગતો ના આવતી હોય